હા બોલો ઓકે ફિલહાલ તો મારી પાસે સમય નથી પણ સમય નથી એટલે તમે કોઈક સ્પર્ધા માટે ભાગ લો છો ઓકે તો એમ તો મારી પાસે સમય નથી પણ તમને જોઈએ તો હું અઠવાડિયામાં બે દિવસ જેવું કરાવી શકું અને સમય માટે તમારે રાતે જ આવવું પડશે ત્રેવીસ દિવસ પછી છે પણ કઈ તારીખ છે અચ્છા સત્તાવીસ તારીખ છે તો હા બેઝિક તો થઈ જશે પણ તમારે બે બે દિવસ આવવું પડશે સારું તો તમે આ શનિવારથી ચાલું કરી દો રાત્રે સાડા છથી સાડા આઠ સુધી

તમારું નામ અને નંબર મને ઈમેલ કરી દેવો હા વેલકમ